ગુજરાતી ભાષા તેના લહેકામાં ઘણે અંશે બંગાળી કે બોડો ભાષા સાથે મળતી આવે છે તેમજ ઘણા પ્રકારના શબ્દો અથવા તો શાબ્દિક ભાવ પણ બંને ભાષાના એકસરખા છે